હા અમારા પ્રદેશમાં એવાં અમુક સ્થાનિક અથવા પ્રાદેશિક પ્રવાસન આકર્ષણો છે કે જેમની વૃદ્ધિને હું કહી શકું કે એની જાહેરાત કરવી થોડીક આવશ્યક છે આમ તો ખુશ્બુ ગુજરાત કી અંતર્ગત આપણા લોક લાડીલા એવાં અભિનેતા અમિતાભ ભાઈ બચ્ચને ઘણાં બધાં જુનાગઢનાં પ્રવાસન સ્થળો છે તેની જાહેરાત કરેલી જ છે પણ આજ કાલ સોશ્યલ મીડિયાનો જમાનો આવી ગયો છે એમાં ખાસ કરીને યુટ્યુબ પર એવાં ઘણા બધા બ્લોગર્સ હોય છે કે જે પોતાના વિડીયો દ્વારા અલગ અલગ જગ્યાઓની માહિતીઓ છે તે શેર કરતાં હોય છે તેમાં જુનાગઢની અંદર હવે રોપવે થઈ ગયો છે તો તે રોપવેની તમે આવા બ્લોગર્સ દ્વારા બોલાવી અને જાહેરાત કરી શકાય છે તે બ્લોગર્સ એવાં હોય છે કે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલાં બ્લોગર્સ હોય છે ઉપરાંત ટ્રાવેલ એક્સપી જેવી અમુક ચેનલો પણ આવતી હોય છે તો એની અંદર અમારાં જુનાગઢ જેવાં નાનાં અમુક જે પ્રદેશો છે તેને જે પ્રવાસન સ્થળો છે તેનો એમાં ફેલાવો કરવો જરૂરી છે હવે તો જુનાગઢમાં રોપવેની પણ ફેસેલીટી થઈ ગઈ છે ગિરનાર પર અને એશિયાનો સૌથી લાંબો રોપેવે છે તે એ છે કે તે આઠ મિનિટની અંદર તમને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર હોય છે ત્યાંથી લઈને તમે સીધી ત્રીજી ટુંક જે અંબાજીની ટુંક છે ત્યાં સુધી તમને પહોંચાડી દેશે મતલબ લગભગ દસેક હજાર પગથિયાનો આ રસ્તો છે તમને આઠ મિનિટની અંદર તમારો પૂરો થઈ શકે છે તો અને બહું સરસ મજાનું રમણીય દ્રશ્ય હોય છે તો આ બાબતનો ફેલાવો કરવો આવશ્યક છે આ ઉપરાંત ઘણી બધાં પુરાતન સ્થળો છે જે અમુક ગુફાઓ છે બૌદ્ધ ગુફાઓ છે ખાપરા કોડિયાની ગુફાઓ છે તો આવી ગુફાઓમાં લોકો જવાથી પણ ડરે છે કારણ કે તે રસ્તા અમુક અજાણ્યા છે લોકો નથી મળતા હોતાં કારણ કે લોકોને ખબર જ નથી હોતી તો આવાં બધાં સ્થળોની સારી જાહેરાત કરવી અને લોકોને પહોંચતા કરવાં એ આવશ્યક છે ઉપરાંત જુનાગઢ તે ગીરની ગોદમાં સચવાયેલું છે તો ગીરની ગોદમાં તો એવાં અનેક જાતનાં નયનરમ્ય સ્થળો આવેલાં છે જંગલની અંદર જઈએ તો ક્યાંક સરખડીયા હનુમાન છે ઝીણા બાની મઢી છે કે આવાં સ્થળોથી લોકો બિલકુલ ખબર જ નથી હોતી લોકોને કે આવાં ક્યાંક સ્થળો આવેલાં પણ છે તો આવાં દરેક સ્થળો વિષે પણ આપણે પ્રવાસનમાં કહી શકીએ કે એમની વૃદ્ધિ થાય એમનો વિકાસ થાય તો એવાં બધા પ્રદેશોની જાહેરાત આપણે કરાવી શકીએ છીએ આ સિવાય પણ એવાં અનેક સ્થળો હશે કે જે જોવાલાયક સ્થળો હશે પણ લોકો તેનાં વિષે માહિતગાર હશે જ નહીં તો એવા દરેક સ્થળોની પણ આપણે જાહેરાત છે તે કરાવી શકીએ છીએ